આરોગ્ય સંભાળ પરિવહન શિક્ષણ અને અન્ય પાયાની જરૂરિયાતોમાં નગરમાં વિવિધ પ્રકારની એવી ફેસલિટીસ હોય છે જે વ્યક્તિને એવી નથી મળતી અને આ એ ખૂબ જ ગંભીર ગંભીરતા લેવાની વાત છે કે વ્યક્તિને આવી બધી ફેસલિટીસ છે પરંતુ એને મળતી નથી કેમકે વિવિધ લોકો છે જે ગેરકાનુની રીતે પરિવહનનો યુસ કરે છે શિક્ષણ બરાબર આપતા નથી અન્ય પાયાની જરૂરીયાતો યોગ્ય રીતે આપતા નથી અને એવા લોકો પણ છે સમાજમાં જે સરકાર આપે તો આપે છે બધી જ સેવાઓ પરંતુ એ લોકો લોકો સુધી પહોંચાળતા નથી તો આ ખૂબ જ મોટી વાત છે તો સરકારે એવા પગલાં લેવાં જોઈએ કે જો એ લોકો આવા લોકો છે સમાજમાં કે જે લોકો સરકાર જે સુવિધાઓ આપે છે તે સુવિધાઓ લોકો સુધી નથી પહોંચવા દેતા તો તે અટકાવા માટે આવા પગલાં સરકારે લેવા જોઈએ જેનાથી ડાયરેક સરકાર અને લોકો સુધી બધી પગલાંઓ જઈ શકે